હા પહેલી ડેટ તો એ કે જ્યારે મારો જન્મ થયો તો એકવીસ એક બે હજાર પાંચ શુક્રવારના રોજ બીજી ડેટ મારા મધર ફાધર મારો ભાઈ અને બીજી ડેટ સૉરી પાંચમી ડેટ મારો મિત્ર ઓગણત્રીસ ત્રણ બે હજાર પાંચ